મેં ચાર દિવસ પહેલાં ઓનલાઇન જૂતાની ખરીદી કરી છે પરંતુ મને ખબર નથી કે એની ડિલિવરી ક્યાં સુધી કેટલા ટાઇમે થશે એ ખબર નથી તો એની ચકાસણી કરવા માટે કેવી રીતે કરવાનું એમાં ઈમેલ નથી આવ્યો કોઈ મેસેજ નથી આવ્યો તો કેવી રીતે જોઈ શકાય